શાળા પછી સાંજના ખાનગી ટ્યુશન વિશે વિચારો કહીએ તો આશીર્વાદરૂપ પણ ખરા અને અભિશાપ પણ ખરો કે કહી શકીએ આપણે કે શાળા પછી વિદ્યાર્થીને ખાનગી ટ્યુશનની જરૂર શા માટે પડે છે એક અર્થ એનો એ રીતે આપણે લઈ શકીએ કે કાં તો દેશમાં રાષ્ટ્રમાં શિક્ષણની પરિસ્થિતિ કથળતી જાય છે કે જેથી શાળામાં સારા શિક્ષકો મળતા નથી ને માટે વિદ્યાર્થીને ખાનગી રીતે ખાનગી શિક્ષક રાખીને ટ્યુશન કરાવવા પડે છે તો એ રીતે પણ આપણે એને લઈ શકીએ અને ખાનગી ટ્યુશન થી વિદ્યાર્થીમાં એક કહેવાય કે નિરંતર મહેનત કરતો રહે છે વિદ્યાર્થી શાળાએથી આવીને પણ એ સતત શિક્ષણમાં ધ્યાન આપતો રહેશે તો એ આશીર્વાદરૂપ તો ખરું જ પણ બીજી રીતે જો વિચારીએ તો શાળા બાદના જે ખાનગી ટ્યુશન છે એ અભિશાપરૂપ એ રીતે પણ ગણી શકાય કે વિદ્યાર્થીને માત્ર ને માત્ર શિક્ષણ પર જ ધ્યાન રહેતું હોય શિક્ષણથી વધારાની જે પ્રવૃત્તિઓ છે શિક્ષણેત્તર પ્રવૃતિઓ એમાં વિદ્યાર્થી ધ્યાન આપતો હોતો નથી શિક્ષણની સાથો સાથ રમતગમત પણ એટલી જ મહત્વની છે જ્યારે વિદ્યાર્થી શાળાએથી આવીને ટ્યુશનમાં જાય છે ખાનગી ટ્યુશન કરે છે ત્યારે તે કાંઈક ને ક્યાંક એની રમત ગમત ફિઝિકલ એક્ટિવિટી સાથે બાંધછોડ કરે છે ક્યાંક ને ક્યાંક પોતાની હેલ્થ માટે પણ એ બાંધછોડ કરી રહ્યો છે મતલબ એનો સ્વાસ્થ્ય સાથે પણ કંઈક છેડા થઈ રહ્યાં છે એટલે શાળા બાદના શિક્ષણ મતલબ ટ્યુશન એના પોઝિટિવ અને નેગેટિવ બંને પાસા છે તો આમ જોઈએ તો કે ઘણું ફાયદાકારક કહી શકાય કે વિદ્યાર્થી પોતાના મગજને કાયમને કાયમ કસતો રહે છે પણ એની સાથો સાથ નુકસાન પણ એટલા છે પહેલું તો જોવા જઈએ તો શિક્ષણનું સ્તર કથળતું જ હોય તો વિદ્યાર્થીને પ્રાઈવેટ ટ્યુશનની જરૂર પડે કે શાળામાં એના જે કાંઈ એને કંચેપસ્યુલાયઝ થવું જોઈએ એના માઈન્ડમાં થિયોરિસ જે ક્લિયર થવી જોઈએ એ નથી થતી ને માટે વિદ્યાર્થીને પ્રાઈવેટ ટ્યુશનની જરૂર પડે છે અથવા તો વિદ્યાર્થીની આર્થિક પરિસ્થિતિ એટલી સારી હોય તો પણ એ એવા ટ્યુશન રાખતા હોય પણ જ્યારે આપણે એવું જ વિચારીએ છીએ તો ગરીબ વિદ્યાર્થીને પણ જો ટ્યુશન રાખવાની ફરજ પડતી હોય તો એ ઘણું અભિષાપ રોગ ગણી શકાય કેમ કે બધા વિદ્યાર્થીઓને શું કહેવાય આર્થિક રીતે પરવડે નહીં ખાનગી ટ્યુશન તો એ પણ એક અભિશાપ રૂપ કહી શકાય માટે આમ શાળા પછીના સાંજના ટ્યુશન મતલબ ખાનગી વર્ગ વિશે પોઝિટિવ અને નેગેટિવ બંને પાસા છે જે રીતે વિચારવું હોય એ રીતે આપણે વિચારી શકીએ છીએ